હાલો તમે સ્મિતા ઈરાની બોલો છો અરે મેડમ તમારા માટે લાઈફ ઈન્સ્યોરન્સ લેવાનો છે તો બહુ સારી ઓફર છે તો તમે ફેમિલી વીમો લેવા માગો છો હાલમાં તમે જોઈ શકો છો કે કેટલી મોટી મહા મહા બીમારીઓ ફેલાય છે કોરોના જેવી પછી ટાયફોઈડ પછી મલેરિયા પછી ડેન્ગ્યુ આવા બધામાં હોસ્પિટલના ખર્ચા બહુ વધારે હોય છે તો તમે મેડિકલ વીમો કાં તો પછી લાઈફનો વીમો તમે ઉતરાવી શકો છો તમારી ફેમિલી માટે વધારે સારું રહેશે જિંદગી કે બાદ ભી ઔર જિંદગી કે સાથ ભી એમ અરે અમારી પોલિસી એકદમ મજબૂત છે તમે અમારા પર વિશ્વાસ કરી શકો છો અમે ગ્રાહકોનો કોઈ દિવસ વિશ્વાસ નથી તોડતા હવે વિચાર કરો તમે મરી ગયાં પછી તમારા બાળકનું શું થશે વિચાર કરો એટલે હવે જો તમે મરી જાઓ ગમે તે રીતે તો તમારાં બાળકોને બહુ બધા પૈસા આપવી શકીએ છીએ અમે તમે સમજ્યા એ લોકોને ફાઈનાન્સિયલ સપોર્ટની જે જરૂર પડે ને એ અમે પૂરી આપીએ છીએ ઈમોશનલ સપોર્ટ નહીં આપી શકીએ પણ આ તો આપી શકીએ ને અરે બેન બધાનો ભગવાન હોતો જ નથી ભગવાન ક્યાં હોય છે ભગવાન નથી હોતા એટલે અમે છીએ પોલિસીવાળા તો તમે આ પોલિસી કરવો તો તમે બહુ બેનિફિટમાં રહેશો હાલ ઓફર ચાલી રહી છે તો તમે ફાયદામાં રહેશો માત્ર નવસો નવ્વાણુંમાં જીવન વીમો આપીએ છીએ અમે કેટલા માત્ર નવસો નવ્વાણું રૂપિયા તમારે મંથલી ભરવાના છે તમે આટલા બી નહીં ભરી શકો મેડમ હં સારું સારું નહીં કરવો હં